હા બોલો કેમ છો બસ શું આજે ન્યૂઝ તો છે જ ને યાર અનંત અંબાણીના એ વાંચ્યા સાંભળ્યો કેટલો કરોડનો ખર્ચો કર્યો એ તમને બૈરાઓને એ જ બધું દેખાય યાર બાકી શું ખર્ચો તો બહુ જ કર્યો કેટલા કરોડોના આટલા કરોડ રૂપિયા આમાં નાખ્યા કોઈકને બિચારને આપ્યા હોય તો કેટલી મજા આવે એ થાય મદદ થાય એ અરે પણ આટલા બધા ફિલ્મી સ્ટારને બોલાવવાના કાલે સલમાન ખાન એના અંબાણીના છોકરા સાથે આવ્યો ગાડી લઈને અને આટલા બધા બધા જ લગભગ સિનેમા એક્ટ્રેસ ત્યાં હતાં તેમ માનો ને યાર હવે આજે આપણા વડાપ્રધાન હોં કે વડાપ્રધાન પણ પહોંચવાના હતા આશીર્વાદ આપવા એટલે કેટલા મોટા પણ લગ્ન હતાં એશિયાનાં મોટામાં મોટા હશે કદાચ ખર્ચા ગુજરાતમાં પૈસો કેટલો પણ આ વર્લ્ડનાં મોંઘામાં મોંઘા લગ્ન હોય એવું લાગે મને તો યાર આટલો બધો પૈસો જો ને હં હં હં હા પૈસો હોય એટલે પછી હવે કરે જ ને ત્યાં પૈસો હોય એટલે એ તો કરવાનાં જ ધામધૂમ યાર દેખાડો જ કહેવાય ને પણ એક રીતે જોવા જાઓ તો દેખાડો જે કહેવાય ને હં હા એ તો હવે એ લોકો ગ્લેમરસને ઝાંખું પાડે એટલો પૈસો ખર્ચ્યો એટલે તમને બધું જ દેખાય બ્યુટી પાર્લરમાં જાઓ એટલે તમે હોય તેનાં કરતાં કંઈક જુદા જ દેખાવ હં હવે હં હવે જ્યાં હતા ત્યાં પબ્લિકને તો કેટલો મજા આવી ગઈ હશે કહે છે કે એ લોકોને બધાંને જમાડ્યાં પણ બધાને જમવાનું ફ્રી હતું મજા આવી ગઈ હશે ત્યાં તો ચાલો ઓકે રામ